દરેક મહિલાનું પહેલું ઘર એટલે કે કહી શકાય કે રસોડું ઘરમાં પણ સૌથી વહાલું ઘર એટલે કે રસોડું અને આ રસોડાની અંદર અલગ અલગ ઘણા પ્રકારના વાસણો છે જે દરેકના રસોડામાં રહેલા હોય છે એમાં અમારા ઘરમાં પણ અલગ અલગ ઘણા બધા પ્રકારના વાસણો રહેલા હોય છે એમાં વાત કરીએ તો થાળી ચમચા ચમચી વાટકો વાટકી શાક માટેની પ્લેટ અલગ અલગ પ્રકારની નાની મોટી તપેલીઓ વઘારિયું પછી ડબ્બા આ ઉપરાંત શાક માટેનો એક જીભવાળો ચમચો વાટીવાળો ચમચો તવિથો પછી ડટ્ટો પછી ખાયણી દસ્તો વેલણ પાટલો આ પ્રકારના ઘણા બધા વાસણો છે જે રહેલા હોય છે જો તમે થાળીની વાત કરીએ તો થાળી હોય એક કાંઠાવાળી હોય થાળી જેને આપણે થાળી કહીએ અને જે કાંઠા વગરની હોય છે તેને આપણે પ્લેટ કે ડીશ કે એવું આપણે કંઈક કહેતા હોઈએ છીએ કાંઠાવાળી પ્લેટ એ કહેવાય કે સૌથી પ્રાચીનતમ પ્લેટ કહેવાય કે જે વર્ષોથી પુરાણોથી આપણે જોતા આવ્યા છે કે કે આ પ્રકારે કાંઠાવાળી પ્લેટમાં જમવાથી બધાને આદત હોય સામાન્ય રીતે કાંસાની તાંબાની કે એ બધી આમાં થાળીઓ રહેતી એમાં આપણે જમીએ છીએ ઉપરાંત મોટો વાટકો હોય તો એમાં વાટકાની અંદર આપણે દાળ લઈ શકીએ અથવા તો કંઈ પણ જે રસાવાળી વસ્તુ હોય છે તે વાટકામાં આવી શકે પછી શાક માટેની આની એવી પ્લેટ ડીશ કે જે આપણું શાક રહી શકે કે જે રસાવાળું હોય એ પછી નાની એવી પ્લેટ હોય તેમાં આપણે ચટણી કે એવું કઈ છે કે સાથે અથાણું છે અથવા તો ઢોકળા કે કંઈ બનાવ્યું હોય કે ખીચું બનાવ્યું હોય તેનું તેલ છે તો એ નાની એવી ડિશ છે તેમાં આવી શકે પછી ચમચા પણ છે અલગ અલગ ઘણી બધી જાતના ચમચા હોય એક છે તે બઉ મોટા હાથાવાળો અને વાટી ચમચો હોય મતલબ વાટકા જેવો શેપનો પણ એનો હાથો એટલે હેન્ડલ છે તો બહુ લાંબું હોય તો એ ક્યારે વાપરવાનું કે જ્યારે કોન્ટીટી વધારે છે મતલબ વાસણ મોટું છે છે ત્યારે આ ચમચો વપરાય પછી હેન્ડલ નાનું હોય અને પણ વાટીવાળો ચમચો હોય તો એને આપણે રોજબરોજ દાળ કે કઢી લેવા માટે ઉપયોગ કરે છે પછી જે જીભવાળો ચમચો આવે છે તે જીભવાળો ચમચો એ આપણે શાક લેવા માટે ઉપયોગ કરી શકીએ પછી ભાત લેવા માટે પણ સ્પેશ્યલી એ અલગથી ચમચા આવતો હોય છે પછી વાત કરીએ તવિથાની તો તવિથો છે તે આપણને ભાખરી અથવા પરોઠા થેપલા આમાં કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો તે શેકવા માટે તવિથાનો ઉપયોગ કરીએ છીએ પછી ડટ્ટો ડટ્ટો તો સામાન્ય રીતે લાકડાનો હોય છે અને ઘણી વખત હવે તો ધાતુનો પણ આવા માંડ્યો છે તો એ ડટ્ટો જ્યારે ભાખરી બનાવી હોય ત્યારે ભાખરીને આમ કડક કરવી હોય એકદમ પાકી બનાવવી હોય તો તેને તવી ઉપર જ્યારે શેકાતી હોય ત્યારે દબાવી દબાવીને એ રીતે એ ડટ્ટાથી દબાવીએ તો જે ભાખરી છે તે એકદમ સરસ કડક બને પાકી થઈ જાય બહુ સરસ રીતે પરોઠા અને થેપલાંમાં પણ એ જ સેમ આ જ વસ્તુ લાગુ પડે છે એને પણ આપણે ડટ્ટાથી દબાવી દબાવીને પાકા કરી શકીએ પછી આટલા બધા જ્યારે વાસણની વાત થતી હોય ત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ વાસણ એટલે કે સાણસી એને તો કેમ ભૂલી શકીએ કોઈપણ ગરમ ગરમ રસોઈ કેમ ન બનાવી હોય પણ જો સાણસી ન હોય તો તો એ વાસણમાંથી બીજા કોઈ પાત્રમાં એ વસ્તુને ટ્રાન્સફર કરવું તે બહુ અઘરું બની જતું હોય છે એટલે કે સાણસી એ સ્ટીલની હોઈ શકે લોખંડની હોઈ શકે એ બહુ મહત્ત્વની વસ્તુ સાણસી એમ આ સાણસી સિવાય પણ બીજા વાસણો હોય છે જેમ કે ખાયણી દસ્તો હોય છે કે જ્યારે આપણે કંઈક શાક બનાવવું હોય અને એમાં મારે તાજા મસાલા વાટવા હોય કે મરચું છે આદુ છે લસણ છે વાટવું કરવું હોય કોથમીર છે અજમો જીરું કાંઈ પણ વાટવું કરવું હોય તો ત્યારે એમાં ખાયણી દસ્તાનો ઉપયોગ કરી અને તેને વાટી શકતા હોઈએ છીએ પછી વેલણ વેલણ છે તો આપણે એક પાટલાની જરૂર પડે પાટલો લાકડાનો હોઈ શકે અને એ લાકડાના પાટલા દ્વારા આપણે એના ઉપર વેલણથી રોટલી રોટલા ભાખરી પરોઠા કોઈપણ વસ્તુ છે તે આપણે વણી શકીએ છીએ એટલે વેલણ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે આ સિવાય પણ બીજા જેમ કે ચિમટો કહેવાય કે રોટલી કે બનાવતા હોઈએ અને તેને પલટાવવા માટે આપણે ચિમટાનો ઉપયોગ કરી શકીએ છીએ તવી ઉપર ઘડીક રાખવા માટે તેના માટે અને આ ઉપરાંત અલગ અલગ પ્રકારની નાની મોટી તપેલીઓને એ બધું પણ વાસણમાં વાસણમાં આવે છે કે જેમાં આપણે અલગ અલગ તપેલી પ્રમાણે જો જાડી તપેલી તો તેમાં વઘારનું કામ કરી શકીએ છીએ પતલી તપેલી હોય તો ઘરમાં માત્ર કઈ ગરમ કરવા માટે એવું કામ કરી શકીએ છે કુકર પણ આજના જમાનામાં બહુ મહત્ત્વની વસ્તુ છે કુકર વગર રસોઈ થવી અશક્ય છે કુકરની અંદર આપણે બટેટા બાફવા હોય દાળ ભાત બનાવવા હોય તો આ બધી વસ્તુ બહુ ઝડપથી બહુ સહેલાઈથી ખૂબ સરળતાથી અને ખૂબ ઓછા સમયમાં આપણે બનાવી શકીએ છીએ તો આ બધા હતા અલગ અલગ વાસણ આના સિવાય પણ આપણે અલગ અલગ કન્ટેનર પણ છે એ પણ વાસણમાં જ આવી જાય તો અલગ અલગ નાસ્તાઓ ભરવા માટે કે એના માટે પણ એ ઘણા બધા અલગ અલગ કન્ટેનરનો ઉપયોગ કરતા હોઈએ છે આમ ઘરમાં દરેકના ઘરમાં અલગ અલગ ઘણા બધા વાસણ હોય છે એનું મેં આ રીતે વર્ણન કર્યું છે અને દરેકનો અલગ અલગ પ્રકારનો ઉપયોગ પણ થતો હોય છે